છેલ્લા થોડા સમયથી હાલ યુટુબ પર નવા નવા યુટુબર જોવા મળે છે આ ઉપરાંત ગુજરાતમાં પણ પ્રવાસીઓની સંખ્યા વધતી જોવા મળે છે દેશ વિદેશમાંથી જુદાં જુદાં સ્થળોએથી ગુજરાતના પ્રવાસે લોકો આવતા થયા છે આ ઉપરાંત પ્રધાનમંત્રી શ્રીના મેક ઇન ઈન્ડિયા પ્રોજેક્ટર પર પ્રોજેક્ટ પર પણ નવાં નવાં સાહસ ત્યારે શરૂ થયાં છે